હવામાન સંબંધિત આપણે ત્યાં ત્રણ ઋતુઓનો ત્રણ ઋતુઓ રહેલી શિયાળો ઉનાળો અને ચોમાસું એમાં ચોમાસામાં વરસાદ આવે ઉનાળામાં ગરમી પડે શિયાળામાં આપણને ઠંડી લાગે એમાં કે હવે આમાં માનવસ્વભાવ માનવીનો સ્વભાવ વધારે સ્વભાવ ઉપર રહેલું છે કે કોને કઈ ઋતુનો મજા આવતી હોય છે કોઈકને ઠંડી ગમતી હોય છે કોઈકને ગરમીમાં રહેવાનું કોઈકને સારું લાગતું હોય છે કોઈ કોઈકને વરસાદનો વાતાવરણ કોઈકને સારું એવું ગમતું હોય છે તો આવી રીતે શિયાળામાં ઠંડી પડે તો ઠંડીની અંદર આપણને કહેવાય તડકે બેસવાની તડકે બેસીને કોઈ આપણને ચા નાસ્તો કરવાની મજા આવે રાત્રે એવી ઠંડીમાં તાપણું કરવાની મજા આવે અને એ સિવાય એમાં આપણને સિંગ ચીકી હોય કે અળદ અળદિયા પાક હોય એવા એવા આપણને એવા વિવિધ પાકો ખાવાનું બધુ આપણે એવું બધુ કરતાં હોઈએ છીએ એ સિવાય ચોમાસું હોય તો ચોમાસાની અંદર આપણે વરસાદ પડતો હોય હે આજુબાજુ વાતાવરણ જો ચોમેર લીલોતરી ફેલાએલી હોય છે તો એવા સમયે આપળે આપળે મસ્ત ગરમ ગરમ ભજીયા બનાવતા હોઈએ છીએ પછી એ સિવાય આપળે ગોટા ખાવી સવી એ એવી જ રીતે એ ઋતુ પ્રમાણે આપણે આપણે અલગ અલગ વાનગીઓનો આપણે ની મજા માણતા હોઈ છે જેવી રીતે કે ઉનાળો હોય તો ઉનાળામાં ગરમી પળતી હોય તો ઉનાળાની ગરમીમાં આપળે શ્રીખંડ મઠો કેરીનો રસ પૂરીઓ તળવી જેવી કેરીઓ ખાવી જેવી આઈસક્રીમ છે કોન છે એવી રીતે આપણે ઠંડી ઠંડી વસ્તુઓનો લાભ લેતા હોઈએ એ ઠંડા ઠંડા સરબતો આપણે પીતાં હોઈએ છીએ કોલ્ડ્રિંક્સનો પણ આપણે આનંદ લેતા હોઈએ છીએ અને એમાં આપણને એ એવી ગરમીમાં આપણે સારા એવા એ હિલ સ્ટેશને જવાનું આપણે એના ઉપર જવામાં ફરવા માટે જતાં હોઈએ છીએ તારંગા છે સાપુતારા છે ગિરનાર બાજુ છે કે જે આપણને આવા ગરમીનામાં આપણને એ બાજુ ફરવાની ખૂબ મજા આવતી હોય છે એવી જ રીતે આવી રીતે ઋતુ આધારિત આપણે અલગ અલગ ઋતુમાં આપણે અલગ અલગ જમવા ખોરાક લઈએ છીએ ફરવા માટે જઈએ છીએ કે પછી એના સિવાય આપણને ધારો કે શિયાળો હોય કે ચોમાસુમાં આપણે જંગલમાં ગામડે રહેતા હોય તે આપણે સવાર સવારનું વાતાવરણ એટલું આહલાદક હોય છે કે આપણે પણ શિયાળામાં ઠંડી હોય તો પણ આપણે બહાર આંટો મારવા નીકળી જતાં હોઈએ છીએ મસ્ત ધુમ્મસવાળું વાતાવરણ હોય છે અને એટલી મસ્ત કડકડતી ઠંડીમાં જાવાની મઝા આવે છે ક્યાંક આપણને આવી રીતે તાપણું હોય તો ત્યાં તાપવાની પણ આપણને ખૂબ એટલે ખૂબ મજા આવતી હોય છે એવી જ રીતે બસ આવી જ રીતે આ ઋતુઓ આધારિત લોકો ફરવા જતાં હોય છે અલગ અલગ પ્રકારના ખોરાક લેતા હોય છે એના અને ક્યાંક સારી એવી જગ્યાએ ફરવા જતા હોય છે